હા મેં મોટી પ્રતિમાનું એક કલાકાર્યનું સર્જન કરવામાં સહભાગી થયો હતો અમારા ગામમાં જ્યારે ગ્રામદેવતાની પ્રતિષ્ઠા હતી ત્યારે એક મોટી પ્રતિમા બનાવવાની હતી ત્યાંની અંદર મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમાં હું એવો પ્રેરિત થયો હતો કે ખરેખર આવી પ્રતિમા તો બનાવવી જ જોઈએ અને એનો પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો કારણ કે પ્રતિમા બનાવવી એની સાથે એને યોગ્ય જગ્યાએ લાવવી મૂકવી એ બહું પડકારજનક હતું તો એનો સામનો કરવા માટે પણ ઘણી તકલીફ પડતી હતી અને એ કાર્યની અંદર સહિયારા પ્રયાસથી અમે એ કાર્યને સંપૂર્ણ રીતે પાર ઉતાર્યું હતું અને એ કાર્યથી જ અમે ખૂબ પ્રેરણા થઈ હતી કારણ કે એની અંદર પાણપ્રતિષ્ઠા પૂરવા અને એની અંદર એની સ્થાપના કરવી એ અમારા માટે ખૂબ ગૌરવની વાત હતી પડકાર પણ હતો પણ એ કાર્ય અમે ખૂબ સરળતાથી સહજતાથી પાર ઉતારી અને એ કાર્ય અમે કરી લીધું હતું એટલે અમે પ્રતિમા કે કલાકાર્યનું સર્જન કરવામાં અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ